મારું માનો તો માર્ગ દોડ માટે મને તો સીધો રસ્તો ખૂબ જ ગમે છે કાં કેમકે સીધા રસ્તા પર દોડીએ તો ઓછી થાક લાગે છે અને એમ એમ તો વાંકા ચૂકા રસ્તા પર જતા હોય તો પગ મોચવવાની બીક પણ હોય છે અને બીક લાગે છે કે કદાચ આપણો પગ ન મોચવાઈ જાય એના માટે મને તો દોડનો માર્ગ સીધો જ બરાબર છે એમ કહેવાય મને દોડવા માટે એકલા પણ જાઉં છું અને મારી સાથે મારો ભાઈ પણ આવી શકે છે અને હું મારી બહેનપણીને પણ કહી દઉં કે આવવાની છે કે દોડવા પરંતુ એ લોકો ના આવે તો હું એકલી જ દોડવા માટે નીકળી જાઉં છું અને એકલી જ દોડ કરવા માટે હું રસ્તા પર સારી રીતે કરી શકું છું એ જ માટે હું દોડ માટે આ સીધો રસ્તો ખૂબ જ મને ગમે છે અને અને અમારા કોલેજના પાછળ પણ ગ્રાઉન્ડ છે એમ દોડવા માટે સારું જ છે અને હું તો ધરમપુરમાં જ દોડવા આવું છું